આવો આવો કેમ છો હા જી અ અ અનિલભાઈ તમારું નામ એમ તો અનિલભાઈ તો એ જુઓ અ તમે બદ્રીનાથ કેદારનાથની પણ દસ દિવસની ટુર થાય તમે રાજસ્થાન પણ ફરી શકો તમે ગોવાની ટુર કરી શકો તમે મહારાષ્ટ્રમાં પણ મહાબળેશ્વર ને આ બધી ટુર થઈ શકે છે તમે અ કર્ણાટક પણ જઈ શકો છો કે અલ્હાબાદ બી પણ જઈ શકો છો તો આપને કઇ જગ્યાએ જવું છે તો એ તમે વાત કહો તો આપણે એ પ્રમાણે અને જેમ બને એમ બ જલ્દી તમે બુકિંગ થયું તો અમે એ પ્રમાણે તમને પેકેજ આપીએ હાં અમારે તો શું છે અમારો આ ધંધો જ છે ટુર અને ટ્રાવેલ્સનો એટલે અમારે જે ટુર ટ્રાવેલ્સની અમારાં પેકેજ જ હોય છે દરેક જગ્યાએ જવાના એટલે તમે આમાં શું છે કે અમારે હમણાં હમણાં ગાડીનું બુકિંગ ચાલું જ છે તો તમે તમારા બધા ફેમિલીનાં નામ નોંધાવી દો તો અમે તમારી વ્યવસ્થા એમાં ગોઠવી દઈએ કારણ કે એમાં લગભગ હવે ઘણી જગ્યા નથી બરાબર એટલે લગભગ એમાં તમારે ફેમિલીમાં દસ દિવસનું અમારું પંદર હજારનું પેકેજ છે આવવા જવાનું ભાડું અ તમારે ચા નાસ્તો જમવાનું બે ટાઈમ રહેવાની સગવડ આપીશું આપણે ત્યાં આવતું હોય ગુજરાતી સમાજ પ્રમાણે જ્યાં જ્યાં અમારી વ્યવસ્થા હશે ત્યાં ત્યાં તમને વ્યવસ્થા અપાવીશું બાકી તમારા ત્યાંનું જે માનો કે તમારે ટ્રાવેલ્સમાંથી ઉતારીને ક્યાંય દર્શને જવું છે તો એ બધો ખર્ચો તમારો પોતાનો લાગે બરાબર પછી બહાર જમવું છે એ તમારો ખર્ચો છે બરાબર અમે જો સવારે તમને નાસ્તો આપીએ એક ટાઈમ લંચ આપીએ એક ટાઈમ તમારું જમવાનું રહે છે બરાબર હા હં બાકી તમે કહો જોવો આમાં કેવું છે અમારો રસોઇયો સાથે જ હોય છે બરાબર એટલે અમે માનો કે આપણે દિવસે દરેકને ફરવાનું હોય અને રાત્રે કેવું છે રાત્રે અ અ તમારે જ્યાં આપણું રનિંગ હોય જેથી હા અને સ્થળે આપણે પહોંચવાનું સો દસ દિવસનું પેકેજ હોય અને જેટલાં સ્થળ અમે નક્કી કર્યાં હોય એટલાં સ્થળે દરેકને અમારે ફેરવવા પડે એટલે શું છે દરેકને હલકો ખોરાક જોઈતો હોય કારણકે રનિંગ હોય એટલા માટે અમે રાત્રે દરેકને એક જ કીધેલું કે ભાઈ તમારે તમારી રીતે જમી લેવું બપોરેય તમારે તમારી રીતે જમવું હોય તો અમને કોઈ વાંધો આવતો નથી બરાબર એટલે તમે તમારે અમારું તો આ પ્રમાણે પેકેજ છે જ જમવાનું સારું મળશે તમારે કોઈ રાખવાનું હોય ને સવારનો નાસ્તો પણ સારો મળશે બરોબર એમાં કાંઈ પ્રોબ્લેમ હોય તો તમે અમને ફોન દ્વારા જાણ કરી શકો છો અમને કહી શકો છો કારણકે અમે આ પેકેજ આપતાં હોઈએ એટલે જો તમારે જેવા માણસો પેકેજ અમે સારું ન આપીએ તો તમે આવવાના જ નથી ને તો અમારું કંઇ કંપની ચાલે નહીં માટે તો પરફેક્ટ જ આપીએ છીએ અહીંથી તમે નીકળો બરાબર એટલે અ તમે અહીંથી નીકળી જાવ એટલે જુઓ જેમાં એમાં જે રસ્તામાં જેટલા સ્થળો આવતાં હોય એટલે માનો કે અ આપણે અહીંથી તમારે આ ગાડી ઉપડી તો રસ્તામાં માનો કે આબુ રોડ જ આવતો હોય તો તમને ત્યાં પણ ફેરવી દેવાના હોય કારણકે દસ દિવસનું પેકેજ હોય એટલે અમારે એ રીતનું બધું પ્લાનિંગ હોય પછી અમારી નાઈટ સીધી તમને જયપુર હોય કાં ત્યાંથી ગોકુળ મથુરામાં હોય એટલે જે તે એ રસ્તા પર જતાં હોઈએ તમને હરિદ્વારનાં દર્શન થાય વો આગ્રાનું થાય ગોકુળ મથુરા થાય બરાબર છે પછી દિલ્હી પણ જવાય ત્યાંથી તમે બદરી કેદારનાથ રિટર્ન આવવું હોય તો દિલ્હીનું પણ થઈ જાય એટલે આ રીતે જેટલાં જેટલાં સ્થળો આવતાં હોય એટલા અમે દરેકે દરેક આવરી લેતા હોઈએ છીએ બીજું કહો હા તો પછી તમે એક કામ કરો જલ્દી બૂક કરો કારણકે આમાં શું છે તમે બુકિંગમાં ઢીલા પડશો તો પછી તમારે અહીંયા મારે હાઉસફુલ થઈ જશે જો તમારી ઈચ્છા બદરીનાથ કેદારનાથ જવાની હોય તો બટ ભલે તો બૂક કરવી લો તમે હું બૂક કરી દઉ છું ઓકે